હાલો ભારત ગેસ એજન્સી હું દક્ષાબેન વાત કરું છું મારો ગ્રાહક નંબર ચોપન ચારસો ચાલીસ છે મેં ગેસ કનેક્શન રદ કરવાની અરજી કરેલ છે હું અન્ય સ્થળે રહેવા જવાની હોવાથી મારું ગેસ બુકિંગ રદ કરવા વિનંતી ગેસ કનેક્શન રદ થાય એટલે તરત જ મને જાણ કરશો